હાં હાં નમસ્કાર બોલો બોલો

હાં હાં આવ્યું છે ને હાં હાં

હાં હાં કરવાં છે પાનસો પાનસોથી છાસસો ની આજુબાજુ છે હઁ હાં કઈ વાંધો નઇ મોકલી આપીશ સારું સારું સારું પેમેન્ટ નું કેવું રેશે

હાં હાં બસ કઈ વાંધો નઇ કાઇ વાંધો નઇ હાં હાં હાં સારું સારું સો ટકા